મારા દ્વારા વંચાએલું છેલ્લું પુસ્તક છે તોત્તો ચાન એના પછી ઘણા પુસ્તકો વાંચ્યા પણ ખરેખર મારા જીવનને અસર કરનાર પુસ્તક એટલે તોત્તો ચાન કારણ કે મારું જે સ્કિલ છે કે મારી જે શૈલી છે એવું કહું તો શિક્ષકની એટલે શિક્ષક તરીકે જો હું પુસ્તકને જોવું તો એવું કહેવાય કે દરેક બાળકને એક જ સરખાં ન આંકવા જોઈએ દરેક બાળકનું આઇક્યુ લેવલ અલગ હોય છે અને દરેકને સમજવાની શક્તિ પણ અલગ હોય છે તો દરેક બાળકને કેવી રીતે ટેકલ કરવું એ આપણા હાથમાં છે દરેક બાળક એક જ સરખું નથી સમજતું તો દરેક બાળકને આપણે કેવી રીતે સમજાવી શકીએ એને શું ગમે છે તો એને આપણે જે પણ શીખવવું છે તે આપણે કેવી રીતે એને ગમે એવી રીતે શીખવવું જોઈએ હું આ પુસ્તકમાંથી આવું શીખું છું